હલો હાજી હા સર હા સાહેબ બોલો શું કામ છે ક્યાં પ્રકારનું કામ જોઈએ તમને એ માટે તમારે અમારી ફી છે ને પચીસ હજાર એ તમને ભરવી પડશે પહેલાં પછી પછી તમારે એક અઠવાડિયાની ટ્રેનિંગ છે એ લેવી પડશે એ પછી જ તમને કામ આપશે એક અઠવાડિયાની નહીં સર્ટિફિકેટ નહીં મળે તમને કામ મળશે હા હા ના ઘરથી જ કામ કરવાનું છે ઘરેથી જ કામ કરવાનું છે હા ઘરેથી જ ના ના ના ઓનલાઇન ટ્રેનિંગ હશે ઓનલાઇન ટ્રેનિંગ હશે હા હાજી હાજી સેલેરી તમને લગભગ પચાસ હજાર મળશે શરૂઆતમાં હા એ તો તમારે જે ટાઈમ તમને યોગ્ય લાગે તે રીતે તમારે કામ કરવાનું તમારી અનુકૂળ હિસાબે હાજી હાજી ના આમ અઠ મહિનામાં આવશે સે સેલ હાજી મહિનામાં આવશે ટ્રેનિંગનો ટાઈમ સ સવારે નવથી હશે નવથી દસ નહીં સવારે નહીં સાંજે નવથી દસ એક કલાકની ટ્રેનિંગ હશે એટલે હું તમને ટ્રે ટ્રે ટ્રેનરનો નંબર આપીશ તમે પહેલાં પૈસા ભરી દો પછી આગળ વાત કરીશું પચીસ હજાર ભરી દો પહેલાં હો હા હા ઓકે બીજું કઈ વાત કરવાની છે ઓકે સર ઓકે